એમ કહેવાય છે કે ટૅકનોલોજી અને આધુનિક ઉપકરણોના ઉપયોગથી દુનિયા માણસોની મુઠ્ઠીમાં છે ટૅક્નોલોજીના યુગમાં માણસોનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે વિવિધ પ્રકારના આધુનિક ઉપકરણોનો ઉપયોગથી લોકોનું જીવન સરળ અને વ્યવહારો ખૂબ જ ઝડપી બની ગયા છે અત્યારે ટૅકનોલોજીયુક્ત બૅંકિંગ સેવાઓથી લોકો બૅંકનું કામકાજ લોકો ઘર બેઠાં જ કરી શકે છે તેમજ ઑનલાઈન ટિકીટ માધ્યમથી લોકોની મુસાફરીઓ ખૂબ જ સરળ અને આરામદાયક બની ગઈ છે ઑનલાઈન હોટૅલ રૂમ બૂકિંગ ટિકીટ બૂકુંગ ટિકીટ બૂકિંગથી લોકોને રૂમ કે ટિકીટ નહીં મળવાનો ભય રહેતો નથી અને આરામથી પોતાનું જીવન જરુ જરૂરિયાતની વસ્તુઓ પણ ઘર બેઠાં ખરીદી શકાય છે